હા થયું છે ગુજરાતી ભાષામાંથી અંગ્રેજી ભાષામાં અને ક્યારેક ક્યારેક અંગ્રેજી ભાષામાંથી ગુજરાતી ભાષામાં અને ક્યારેક ક્યારેક કોઈ જગ્યાએ ફરવા ગયા હોય તો બીજી કોઈ પણ ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાનું થયું છે જેમકે હું એકવાર કેરાલા ફરવા ગઈ હતી તો ત્યાં એની કેરાલિયન લેંગવેજમાંથી ગુજરાતીમાં પણ અનુવાદ કરવાનું થયું તું તો ત્યારે મેં એકવાર ગૂગલ ટ્રાન્સલેશનો યુઝ કર્યો હતો અને બાકી ઘણી વખત ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાનું થયું છે પણ એ અનુભવ ખૂબ જ સારો હતો અને ખૂબ જ મજા આવતી હતી જેમકે તમે ક્યાંય ફરવા ગયા હોવ નવી ભાષા સાંભળવા મળે શીખવા મળે અને નવી ભાષામાંથી આપણે ગુજરાતીમાં જરા ભાષાંતર કરીએ ત્યારે આપણને ખબર પડે આપણી ગુજરાતી ભાષા કેટલી બધી ઇઝી છે અને બીજી ભાષામાંથી તેમાં ભાષાંતર કરવું એટલું બધુ ઇઝી ન લાગ્યું પણ તે અનુભવ ખૂબ જ સારો રહ્યો અને એ અનુભવમાંથી ઘણું બધું શીખવા મળેલું એટલે આવો અનુભવ જેમકે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અંગ્રેજીમાંથી ગુજરાતીમાં બીજી ભાષામાંથી ગુજરાતીમાં ઘણી બધી જગ્યાએ ફરવા ગયા ત્યારે અનુભવ થયેલો હતો અને એ અનુભવ ખૂબ જ સારો હતો